કોવિડ નાઈન્ટીનની રશીકરણની વાત આવી તો એના માટે મારે જાણવું હોય કે ભઈ આ કોવિડ નાઈન્ટીનની રશીથી લેવાથી શું ફાયદો થાય ગવર્મેન્ટે તો આના વિશે ઘણું બધું જાહેર કર્યું છે દરેક આરોગ્ય કેન્દ્ર માં રશીકરણનું એ લોકોએ ગોઠવી આપ્યું છે પણ એના માટે એ લોકો શું આપે સે આપણને અને એનાથી ઘણાને એવું જાણવા મળ્યું છે કે કેન્દ્ર ઉપર જઈને રશી આપડે લઈએ તો ત્રણ ચાર દિવસ આપડી હેલ્થ બગડી જાય છે તાવ આવી જાય છે કોઈને હાથ પગ દુખે છે એવા પ્રશ્ન ઊભા થાય સે તો એના માટે શું કરવું જોઈએ અને કેટલી ટાઈમ આપડે આ રશી લેવી પડે ફર્સ્ટ ટાઈમ સેકંડ ટાઈમ થર્ડ ટાઈમ કેટલા પીરિયડ માટે થઈને આ રશી લેવી પડશે કેટલા કેટલા દિવસના અંતરે આપડે આ રશી લેવાની હોય છે એનું જો માર્ગદર્શન અમને મળે તો બઉ સારું છે